વિભાગ પર જાવ અહીંથી તમારો ઓર્ડર શોધી અને તેની સ્થિતિ અને અંદાજે ડીલિવરી સમય તપાસો કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરો એપ્લિકેશન કે વેબસાઈટ પર ઉપલબ્ધ ચેટબોટ ઈમેલ અથવા ફોન નંબરનો ઉપયોગ કરીને કસ્ટમર સપોર્ટ સાથે વાત કરો તમારો ઓર્ડર નંબર અને સંબંધિત વિગતો આપો ઓર્ડર સ્ટેટસને અપડેટ કરો કેટલીક વખત ઓર્ડરનું સ્ટેટસ અપડેટ થવામાં થોડો વિલંબ થઈ શકે છે તે ડીલિવરી સ્ટેટસ ચેક કરીને નવેસરથી તપાસો ડીલિવરી એજન્ટ સાથે સંપર્ક કરો જો ઉપલબ્ધ હોય તો ઓર્ડર માટે નિયુક્ત ડીલિવરી એજન્ટનો સંપર્ક કરો તેઓ તમને વધુ ચોકસાઈથી માહિતી આપી શકે છે એપ્લિકેશનને રિફ્રેશ કરો એપ્લિકેશનને બંધ કરી અને ફરીથી ખોલીને અથવા વેબસાઇટને ફરીથી લોડ કરીને તમે નવી માહિતી પ્રાપ્ત કરી શકો છો આવી રીતે તમારો ઓર્ડર ચોક્કસ સમય પર ડિલીવરી થાય કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા મળી શકે છે